ગુજરાતમાં કલા અને હસ્તકલા ક્ષેત્રે ઘણી બધી તકો ઊભી થઈ છે અને હવે તકનિક આવેલી નવી તકનિકોનો ઉપયોગ કરીને એને આપણે વધે વધુને વધુ વિકસાવી શકીએ એમ છીએ જેમ કે સુરતના કાપડ ઉદ્યોગમાં આપણે પહેલાં જે હાથથી લુમ્સ ચલાવતા હતા એને પાવર લુમ્સમાં બદલીને સુરતે કાપડ ઉદ્યોગમાં એક નવો જ ઇતિહાસ રચ્યો છે અને એ પૂરા ભારતને નહીં અને વિદેશોમાં પણ પોતાના કાપડને મોકલી રહ્યું છે એવી જ રીતે અમદાવાદ અને ઉત્તર ગુજરાત કચ્છ બધે જે ભરતકામ જે થાય છે એ કામ કરેલા કપડાઓ એમાં બનાવેલા શો પીસ અને બધું જ જે પણ હોય છે એ ચાકળા એ બધું પણ આખા ભારતમાં અને વિદેશોમાં એટલું જ જાણીતું થયું છે અને વિદેશોમાં પણ એની એટલી જ માંગ ઊભી થઈ છે આ સિવાય આ બધી જ વસ્તુઓનો ડિઝિટલ મીડિયા સાથે એક સંપર્ક કરીને તમે એનું એની જાહેરાતો કરીને ડિઝિટલ મીડિયામાં એની જાહેરાતો કરવાનો પણ એક નવો નવી તક કરી શકો છો એની પણ જાહેરાતની પણ એક કળા છે કે તમે એને ડિઝિટલી આ બધા જ હસ્તકળાઓના હસ્તકળાઓમાં જે પણ એ લોકો વસ્તુઓ બનાવી રહ્યા છે એ હસ્તકળાની વસ્તુઓને એ લોકો પ્રોત્સાહન આપીને ડિઝિટલ મીડિયા ઉપર જો એનું જાહેરાત કામ સારી રીતે કરે એકદમ કલાત્મક રીતે કરે તો એ પૂરા વિશ્વમાં લોકપ્રિય થઈ શકે એમ છે આ સિવાય તમે પૂરેપૂરા ડિઝિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એનું વેચાણ સીધું બનાવનારના દ્વારા કરાવીને વચ્ચેનો જે નફો એમનો ખવાઈ જાય છે એ સીધું બનાવનાર કલાકારને પહોંચે એવો પણ એક પ્રયત્ન કરી શકો અને એવું પણ એક ડિઝિટલ પ્લેટફોર્મ ઊભું કરી શકો કે જેમાં બનાવનાર કલાકાર પોતાનું કલાનું જેમ કે કચ્છનું રોગન આર્ટ છે કે અમદાવાદનું હેન્ડ ડાઇંગ છે કે જેમાં તમે બાટિકળા અને આ બધું કરો છો જેમ કે જામનગર અને બધી બાંધણી બને છે એ બધામાં બનાવનાર કલાકાર પોતે બહુ ઓછા પૈસા મેળવે છે અને વચ્ચેના લોકો એમાં ખૂબ કમાય છે એ બનાવેલી વસ્તુ જે તે જગ્યાએ જેટલી જેટલા પૈસામાં મળે છે એ જો તમે શો રૂમમાં લેવા જાઓ તો ઘણા બધા આ ભાવ વધી ગયા હોય છે તો આ વચ્ચેનો જે ભાવનો વધારો છે એ બધો વચ્ચેના લોકો પાસે જાય છે તો કળાકારને સીધા પૈસા મળે એવું ડિઝિટલ પ્લેટફોર્મ પણ એક ઊભું કરી શકાય એ ખૂબ ઉપયોગી થઈ શકે એટલી કે કલા અને હસ્તકલા ક્ષેત્રે ડિઝિટલ પ્લેટફોમ ડિઝિટલ મીડિયા અને એની ઉપરની જાહેરાતો એ બધી જ રીતે કલાકારોને ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે